હું અમદાવાદની રહેવાસી છું અહીંયા મુસ્લિમ હિન્દુ ક્રીશ્ચન અને જૈન લોકો રહે છે અને એ લોકો પોત પોતાના ધર્મમાં આસ્થા રાખે છે અને મુસ્લિમ લોકો જે ઈદ મનાવે છે ફેસ્ટિવલમાં અને જે હિન્દુ લોકો દિવાળી અને ક્રિશ્ચન લોકો ક્રિસમસ મનાવે છે અને જૈન લોકો પર્યુષણ રાખે પર્યુષણના ઉપવાસ રાખે છે અને આ અમદાવાદમાં હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચન અને જૈન લોકો હળી મળીને રહે છે અને હિંદુ લોકોનો જે રથયાત્રા છે એમાં મુસ્લિમ લોકો પણ ભાગ લે છે અને એ અને મુસ્લિમ જૂલુસ નીકળે છે તાજીયા એમાં પણ હિન્દુ લોકો ભાગ લે છે આ એક એકતાની નિશાની છે